ગુજરાતનો કુદરતી ભૃગુષ્ઠ ખૂબ બદલાતું હોય એવું છે અને બધા ગુજરાતનાં ત્રણ વિભાગ પડે છે એમાં ગુજરાત અને સૌરાસ્ટ અને હાલાર એમ હવે બધામાં શિયાળો ઉનાળો ચોમાસું થોડુ અલગ અલગ હોય છે બધામાં એમાંય સૌરાષ્ટ્રમાં હું છું એટલે સૌરાષ્ટ્રનો મને વધારે ખ્યાલ છે કે એમાંય તે હવે ગરમીનું પ્રમાણ વધ્યું છે અને શિયાળો થોડો ઓછો હોય છે અને ચોમાસું ખૂબ સારું હોય છે એટલે ચોમાસામાં વધારે મજા આવે કુદરતી સુંદરતા વધે એટલે નદી નાળા છલકાયેલા હોય બધે લીલુછમ થઈ ગયેલું હોય બધા ડુંગરા અને નદીઓ વહેતી હોય એટલે વધારે સારું લાગે

એટલે શિયાળામાં મધ્યમ ઠંડી હોય અને ચારે બાજુથી ડુંગર એકદમ રણિયામણા લાગે અને ઉનાળામાં તો ખૂબ કેરીઓ ખાવાની મજા આવે ગીરમાં અને સ્પેશીયલ એના માટે કેરી ખાવા માટે બધા જાય ઉનાળામાં અને ચોમાસાની સુંદરતા તો ખૂબ જ સારી હોય છે બધા નદી નાળા છલકાએલા હોય ત્યાંની બે મોટી નદીઓ છે એક હિરણ નદી છે અને એક વાત્રક બંને ખૂબ સુંદર લાગેને જંજીરનો મોટો ધોધ છે ત્યાં જે જોવા માટે બધા બહારના સ્ટેટમાંથી લોકો આવે છે અને એટલું સરસ છે ને ત્યાં અને ત્યાં પેલું સિંહ દર્શન માટે પણ જવાય છે સાસણમાં એટલે ચોમાસામાં ખાસ લોકો આવે છે ઝમઝીરનો ધોધ જોવાને અને આ સિંહ દર્શન માટે એટલે ચોમાસામાં તો સુંદરતા ખૂબ ગીરની રળીયામણી લાગે છે અને આમેય ગુજરાતમાં રળીયામણાં સ્થળો ખૂબ છે એમાં આ ગીરની તો કંઈક વાત જ અલગ છે એટલું સુંદર લાગે ગીર આજુ બાજુ પાછા ગીરના ડુંગરે ય છે એટલે ખૂબ રળીયામણું લાગે લીલું છમ થઈ જાય બધું વાતાવરણ એટલે